ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે તેથી તેમના વિચારોથી લઈ તેમના પોશાકમાં પણ વિવિધતા જોવા મળે છે ભારતમાં પોશાકને લઈને પણ બધા રાજ્યોમાં ભિન્નતા જોવા મળે છે અને જુદા જુદા તહેવારોને અનુરૂપ વસ્ત્રોમાં પણ વિવિધતા જોવા મળે છે ભારતમાં અત્યારની પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને અત્યારની ફેશનની વાત કરીએ તો ભારતીય લોકોમાં વધારે પરિવર્તન આવેલું જોવા મળે છે અહીં પશ્ચિમી સંસ્કૃતિની ઊંડી અસર રહી છે આ અસરોની વાત કરીએ તો પહેલાંના સમયમાં સ્ત્રીઓ સાડી અને ડ્રેસ જેવા પોતાનું શરીર ઢંકાઈ રહે તેવાં કપડાં પહેરતી હતી તેની સરખામણીમાં અત્યારના વસ્ત્રો ટૂંકા પહેરે છે છોકરા અને છોકરીઓ નાનાં અને ફાટેલાં કપડાં પહેરવા લાગ્યાં છે હું મારી વાત કરું તો મને ભારતીય પરંપરાગત અને સાદાં કપડાં પહેરવાં ગમે છે હું મારાં કપડાં ઓનલાઈન તેમજ ક્યારેક દુકાનમાં જઈને ખરીદું છું અને ક્યારેક હું દરજી પાસે સિવડાવીને પહેરું છું